હાલો નિશા મેમ હું છે ને મારી સ્કૂલમાં ડાન્સ કોમ્પિટિશન છે તો મને ખબર મળી છેકે ફ્રી સ્ટાઈલ અને ક્લાસિકલ તમે બંને કરો છો તો મારો મને બંનેમાં થોડું થોડું શિખવીને એનું મિક્ષર કરીને એક પરફોર્મન્સ કરવાની છે તો શું તમે મને શીખવાડશો પણ મારે આખા હફતા નથી કરવાનું મારે એક બે દિવસ તમે હફતા ના કરાવશો તો બી ચાલી જશે હાં મારે સ્પર્ધા છે મારે સ્કૂલમાં મારે નિશાળે સ્પર્ધા છે હ હ ચાલશે ચાલશે મને તો ચાલશે બે દિવસ સારું વાંધો નહીં હું રાતના આવીશ મારે સ્પર્ધા છે ને અત્યારથી ત્રેવીસ દિવસ પછી છે ત્યાં સુધીમાં થઈ જશે હ સત્યાવીસ કે એમ તારીખ છે હ ત્યાં સુધી થઈ જશે મારું આમ સારું વાંધો નહીં હું આવીશ તો ક્યારથી ચાલુ કરું હું આ શનિવારથી કેટલા વાગ્યે સારું સારું હું આવી જઈશ

સારું હા થેન્ક યુ